મારું અ ગમતું પુસ્તક છે અ ગાંધીજીના સુવિચારો અને એમાં જે અત્યારે અમારા સોશિયલ વર્ક ફિલ્ડમાં જે ગાંધીજીના વિચારો છે એની ઉપરથી અમને જીવનશૈલી અને વગેરે વસ્તુઓ શીખવાડે છે આવા ફિલ્મ બહુ બધી પસંદ છે પણ જેમાં કઈ મોટિવ મળતો હોય કે પછી જેમાંથી કાઈ સારું શીખવા મળતું હોઈ એ ફિલ્મો વધારે જાઉં છું અને ટીવી શોમાં અત્યારે ફેવરિટમાં તારક મહેતા છે કેમ કે થોડું આખા દિવસનો જે થકાન કે હોય તો એ થોડીક વખત તારક મહેતા કે જોવાથી આખા દિવસનો જે મૂડ હોય એ એકદમ ઠીક થઇ જાય છે એમાં બહુ બધુ કૉમેડી છે કે તમને હસવા માટે એક સાધન મળી રહે છે તો એટલે અત્યારે તો મારી ટીવી શોમાં ફેવરિટ તારક મહેતા છે અને એમાં મને સૌથી વધારે જે કૉમેડી છે અને જે નાની નાની વસ્તુ પણ જે અત્યારનાં શો કરતાં પહેલાંના જે શો હતા એ વધારે અસરકારક હતા અને વધુ મને ગમતા હતા તો અ જયારે બી મારી પાસે ફ્રી ટાઈમ હોય ત્યારે હું એ રીતની સીરિઅલ્સ અને અલગ અલગ સ્ટોરી બુક છે એ પણ વાંચું છું અને એ રીતે એની તૈયારી કરું છું અને વગેરે જેવું કે ફિલ્મો છે તો ફિલ્મો માટે અ જે અત્યારની લેટેસ્ટ મૂવી છે એનાં કરતાં જે ઓલ્ડ છે એ વધારે સારી હોય છે અને મને ઓલ્ડ મૂવી જ વધારે પસંદ છે તો એ હું વધારે જોવાનું ટ્રાય કરું છું ટીવી શોમાં અલગ અલગ સીરિઅલો જે આવતી હોય છે એનાં જે નાનાં નાનાં પાર્ટ્સ આવે છે કે એ પણ ટાઈમ મળે જે રીતનું એ રીતે ટાઈમમાં મૂડ ફ્રેશ કરવા માટે જ ટીવી શો અને સીરિઅલ્સ જોઈએ છીએ